હમારા સમાજમાં કોઈ ખાસ એવા જાણીતા સામાજિક પ્રસંગો તો નથી પણ દર વર્ષે જે એક સમૂહ લગ્ન થાય છે જેમાં ખાસા બધા પચાસથી ઉપર જોડા લોકોનું જે લગ્નો થાય છે એમાં ઘણી મજા આવે છે એવું લાગે છે કે જેમ મેળો ભરાઈ ગયો હોય એવું લાગે છે અમારા ગામમાં આશરે પચ્ચીસ વર અને પચ્ચીસ રાજાઓ મીનીમમ ઓછામાં ઓછા એટલા લોકોનું લગ્ન એક સાથે કરવામાં આવે છે અને એ લગ્નમાં એક સામાજિક લગ્નમાં બધા લોકો ગામના બધા લોકો જે બહાર રહેતા હોય જે એ બધા લોકો ભેગા થાય છે એ સમય હોય છે દિવાળીનો નજીકનો સમય હોય છે એ સમયે લ લગ્ન પણ થાય છે અને એક આમ સમજો કે મેળો ભરાતો હોય ને એ રીતે એક મોટો આયોજન કરવામાં આવે છે એ આયોજનમાં બધા લોકો આનંદ માણે છે અને બહું મજા આવે છે એમ ખા ખા ઘણા પ્ર ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે પછી અલગ અલગ જે શું કેવાય અલગ અલગ અ આપણે પ્રોગ્રામ રાખવામાં આવે કોઈક સેલિબ્રિટીને કાં તો કોઈક મોટા માણસને બોલાવવામાં આવે એટલે ઘણો મજા આવે એમ